આજે ગુજરાતમાં બાળકો અને યુવાનોમાં જે આમ કહીએ ને કે પોતાની સાંસ્કૃતિક વિશે અને પોતાના જે હસ્તકળા છે એમનું જ્ઞાન ઓછું થતું જાય છે કારણકે આજ કાલ બધા જ લોકો શહેરમાં આવીને વસે છે તો અહિયા શ શ શહેરમાં તો કંઈ કુંભાર હોય નહીં કે તમને માટીના વાસણો બનાવીને આપે કે ઘાંચી ના હોય કે તમને શુદ્ધ તેલ આપે અત્યારે તો લોકો છે ને પોતાના સ્ટીવ જેમકે